મારું નામ શિવાની પંચાલ છે જો હું ભણતરની વાત કરું તો હું બીએસસી રસાયણ વિજ્ઞાન વિષય સાથે સ્નાતક થયેલી છું જેમાં મને બહુ જ રસ હતો તેમજ જો ભણતર સિવાય હું વાત કરું તો મારા કેટલાક શોખ છે જેમ કે રાંધવું મને સારી અને નવી નવી રસોઈ કરવી ખૂબ જ ગમે છે તેમજ તેના સિવાય મને ગાવાનો પણ બહુ જ શોખ છે જ્યારે હું નાની હતી અને શાળામાં ભણતી હતી ત્યારે હું પ્રાર્થના સમિતીમાં સારા એવાં ભજન પણ ગાતી હતી અને સારા એવાં ગીતો પણ ગાતી હતી અને દરેક કાર્યક્રમમાં ભાગ લેતી હતી તેમજ મને નૃત્ય કરવું પણ સારું ગમે છે મને રી મને વાંચવું પણ સારું ગમે છે નવું નવું વાંચવું નવું નવું જાણવું તેમ જ કેટલાક નવાં નવાં લેખકો વિશે જાણવું પણ મને બહુ જ ગમે છે તેનાં સિવાય મને આપણા દેશ વિશે જાણવું પણ બહુ જ ગમે છે અને નવી નવી માહિતી એકઠી કરવી અને તેના વિશે નવું જાણવું એ બધુ મને બહુ જ ગમે છે